જીવનમાં આપણે કલાનું મહત્ત્વ શા માટે છે તો કલાની વાત કરું તો આપણે નવી નવી કલા શીખવી જોઈએ જેમકે આપણે અલગ અલગ દેશોમાં જઈએ છીએ તો એ દેશની અલગ કલા હોય છે આપણે જ્યાં રહીએ છીએ એ દેશની પણ અલગ કલા હોય છે અને કલા કેવી રીતે મદદમાં આવે છે તો આપણને જેમકે બીજી કલા શીખ્યા હોય તો આપણે આપણા દેશમાં જઈને એ કલા બતાવી શકીએ છીએ અને આપણે એમ કહી શકીએ છીએ કે હું અહીંયા ગયો હતો અને ત્યાંથી આ કલા શીખીને લાવ્યો અને આ કલા હું તમને પણ શીખવીશ અને કલાની વાત કરીએ તો આપણે આપણા દેશની કલા એ બીજા દેશમાં બતાવી શકીએ છીએ અને એ લોકો પણ એ કલા કરી શકે છે આ રીતના હર એક દેશનાં લોકો ગમે ત્યાં ફરવા જાય અને પોતપોતાની કલાનું પ્રદર્શન કરતા જાય છે અને એ દ્વારા આપણે એને કલા શીખવા મળે છે